હા મારી પાસે મેં બાળપણમાં ખેંચેલી ઘણી બધી તસવીરો પડી છે પરંતુ તેમાં પણ મેં લીધેલી વાઘની તસવીર મારી ખૂબ પ્રિય છે મારી પાસે આ તસ્વીરની હાર્ડ કોપી પડી છે આ તસવીર મેં અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લીધી હતી ત્યારે મારી ઉંમર ફક્ત સોળ વર્ષ હતી અને હું દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો આ તસવીર સાથે હું બાળપણથી ભાવનાત્મક રીતે જોડાયેલો છું અને તેની હાર્ડ કોપી મેં આજ સુધી સાચવીને રાખી છે હાલના આધુનિક સમયમાં ટેક્નોલોજીના વિકાસના કારણે હાર્ડ કોપીનો વપરાશ ઘટી ગયો છે અને ડીજિટલ તસવીરો વધું વપરાય છે મોબાઈલ અને કમ્પ્યુટરના વધતા જતા વપરાશને કારણે હાર્ડ કોપીવાળી તસવીરોનો વપરાશ બિલકુલ બંધ થઈ ગયો છે અને દરેક ક્ષેત્રમાં ડીજીટલ તસવીરો જ ઉપયોગમાં લેવાઈ રહી છે ડીજીટલ તસવીરો મોટા ભાગે મોબાઈલ અને કમ્પ્યુટર જેવા સાધનોમાં સંગ્રહ કરવામાં આવે છે જ્યારે જૂની હાર્ડ કોપી આપણે આપણી પાસે સાચવીને રાખીએ છીએ હા મને લાગે છે કે જૂની તસવીરો સાથે આપણે ભાવનાત્મક રીતે જોડાયેલા રહીએ છીએ અને આપણને તેના પ્રત્યે વધુ લગાવ રહે છે